પ્રોઢ લોકો પોતાની શારીરિક અક્ષમતાને કારણે આઉટડોર ગેમ્સ રમી શકતા નથી આ માટે તેઓ ઇન્ડોર ગેમ્સ રમતાં જોવા મળે છે અને ઇન્ડોર ગેમ્સમાં આપણે સૌ પ્રથમ વાત કરીએ તો એમાં એક છે ચોપાટ ચોપાટ એ મનોરંજનનું માધ્યમ બનેલી સોગટા બાજી કે ચોપાટની રમત આજે પણ ખૂબ જૂની અને ચિરંજીવ છે ગામડામાં મોટે ભાગે લોકો આ ગેમ રમતા જોવા મળે છે જેનો અર્થ થાય છે સોગઠાં વડે ખેલાતી એક દેશી રમત પ્રાચીન કાળે રાજા રજવાડાઓ અને કાઠી દરબારોની અંતહપૂરની રાજ રમત તરીકે ચોપાટની અગ્રસ્થાન ભોગવતી એ લોક જીવન સુધી પ્રસાર અને પ્રચાર પામી હતી ચોપાટ બ્રે બે પ્રકારે રમાતી પાસાથી અને કોડીથી રાજ ઘરાણાના ચોપાટ પાસા વડે રમાતી જ્યારે જન સાધારણ રમત આ કોડી દાણિયા દ્વારા રમતા મહાભારતના યુગમાં કૌરવો પાંડવો ચોપાટ દ્વારા જુગાર ધુતાતર જેમાં પાંડવો હારી જતાં બાર વર્ષ વનમાં ગયાં હતાં કાઠિયાવાડના ગામડાઓમાં પ્રાચીન સમયે જન્માષ્ટમીના અવસરે આખો મહિનો ચોપાટ રમાતી કોઈ મહેમાન આવતા રાત્રે ચોપાટ મંડાતી કન્યાઓ વ્રત વેળાએ જાગરણ વખતે ચોપાટ રમાતી ચોમાસાની ઋતુમાં વાવણી પૂરી થઈ અને ખેડૂતો નવરા હોય ત્યારે મનોરંજન મેળવવા માટે ચોપાટે રમતા રમત માટેની ચોપાટને ચાર પાટ હોય છે દરેક પાટમાં ચોવીસ ખાના અને ત્રણ ફૂલ હોય છે રમવા માટે લાલ પીળા રાતા અને કાળા સોગટા હોય છે લીલા રંગના સોગટા કે પોપટ રાતા રંગના સોગટાને કાયો કાળા રંગના સોંપટાને ભેંસો અને પીળા રંગના સોગટાને ઘોળા તરીકે ઓળખવામાં આવતા આ સોગટા લાકડાના રંગીન અને શંકુ આકારના હોય છે જે દુકાનો મેળામાં વેચાતા હોય છે જેમાં છ ઉલ્ટા પડે તો છ ગણાય ચત્તા પડે તો પચીસ ગણાય તેનું પગલું એક દાણો ગણાય છે ઘર પાસે સૂતી પડેલી